કોઇપણ સર્જનમાં પાત્રનો ઉદ્ભવ કરવો એ બહુ સામાન્ય બાબત હોય છે પરંતુ એમાં સચોટ પાત્ર ઉદ્ભવવું અને કાલ્પનિક પાત્ર ઉદ્ભવવું એ બંનેમાં ઘણો બધો ફરક આવતો હોય છે લેખક શું કરવા માગે છે પોતે અને પાત્ર પાસે શું કરાવવા માગે છે એ સૌથી મહત્ત્વની બાબત લેખનકાળમાં કે લેખન કાર્યમાં સાબિત થતી હોય છે જેમકે તમારું પાત્ર જઈને કૂવામાં પડે છે અને તમારું પાત્ર કૂવામાં પડ્યા બાદ ત્યાંથી સશક્ત થઈને બહાર નીકળે છે એ બંને બાબતોમાં પાત્રનું નિર્માણ એનું સર્જન અને એનું રસપ્રદ સર્જન આ બંને પ્રક્રિયા ખૂબ મહત્ત્વની સાબિત થતી હોય છે મહત્ત્વના મુદ્દા તરીકે લેખન કાર્યમાં સાબિત થતી હોય છે ક્યાંક તમારા પાત્રો તમારા સર્જનના અંતે મૃત્યુ પણ પામી શકે છે ક્યાંક તમારા પાત્રો સર્જનના અંતે જીવી પણ જઈ શકતાં હોય છે એ લેખકના હાથમાં છે કે કઈ રીતે તેને અંદર આલેખવાં